ટેક્નોલોજીએ હોટૅલોની ઘણી બધી રીતે મદદ કરી છે સૌ પ્રથમ તો હોટૅલોની અંદર ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ જેવી કે ટીવી ટ્યુબલાઈટ હિટર ગેસ ગીઝર પંખા એસી વગેરે ટેકનોલોજીની અદ્યતન દેન છે ટેકનોલોજીના કારણે લોકોને હોટૅલોમાં અગવડો ઉભી થતી નથી ત્યારબાદ હોટૅલોમા વાપરતા કેમેરા એ પણ ટેકનોલોજી ઉપર નિર્ભર છે હોટલોમાં જરૂરી વસ્તુઓ જેવી કે ટેબલ ખુરશી પલંગ ડાઈંગ ટેબલ બલ્બ વગેરે એ પણ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે આમ ટેકનોલોજીએ હોટૅલોને ઘણી બધી રીતે સુવિધાઓ પૂરી પડી છે અને આ સુવિધાઓ પૂરી પડવાનાં લીધે અ ગ્રાહકોને તકલીફો પડતી નથી અને સાથે સાથે ટેકનોલોજીનાં કારણે હોટૅલોએ હોટૅલોને જે સુવિધાઓ પૂરી પાડી છે તેના થકી ગ્રાહકો સારી રીતે સુખ સુવિધાઓ ભોગવી શકે છે આમ હોટલો સાથે સંકળાયેલી જે વસ્તુઓ છે તે પણ ટેકનોલોજીએ જ આપણને પૂરી પડેલી છે